હેલો હું મેઘા મહેતા વાત કરું છું મેં હમણાં કલાક પહેલાં કેબ બૂક કરાવેલી હતી ક્યારની અડધી કલાકથી રાહ જોઉં છું પણ હજી કેબ આવી નથી તમે ક્યાં છો અત્યારે મેં તમને કહેલું કે મને નવજીવનથી લઈ અને ધ્રાંગધ્રા જવું છે તો તમે ક્યાં છો અને અત્યારે કયા એડ્રેસ પર છો અને તમે જલ્દીથી જલ્દી આવશો એવું પ્લીઝ જલ્દી આવવા વિનંતી